હા હું નાની હતી ને ત્યારે મારી મમ્મીને હું રસોઈ બનાવતા જોતી હતી અને ત્યારે મને એમ થતું હતું કે મમ્મી આટલી બધી રસોઈ કેવી રીતે બનાવે છે અને એને કેવું બનાવતા આવડતું હશે પહેલાં અમે ગામમાં રહેતા હતા જ્યાં જમવામાં અમારે શાક રોટલી રોટલા અથાણાં પાપડ એવું બધું ખાઈને જે બધા લોકો જીવન જીવતા હતા જ્યારે અમે ગામમાંથી સુરત જ્યારે સુરત જેવા શહેરમાં આવ્યા ત્યારે બધાને જોયું ત્યારે મને એમ થયું કે આ બધા શું જમતાં હશે શું રસોઈ બનાવતા હશે અને આટલી બધી રસોઈની જે વેરાયટી હતી અલગ અલગ પ્રકારની બધાની ખાણી પીણી જોઈને મને એમ થયું કે હું પણ સારી એવી રસોઈ બનાવું અને હું શીખવા માટે અમારા આજુબાજુની બહેનો સાથે જ્યારે હું જતી એમના ઘરે ત્યારે એમને રસોઈ બનાવતા હું ધ્યાનથી જોતી અને બધાને જોઈને મને થતું કે એમની રસોઈ કેટલી સરસ છે એમનો સ્વાદ કેટલો સરસ છે અને હું રસોઈ જે એ લોકો બનાવતા હતા એવી વેરાયટી એ મને જોઈને એમ થતું કે મારા ઘરે જઈને હું ફરીથી બનાવું અને એ સરસ એવી વાનગી હું ધીમે ધીમે મારા ઘરે પણ બનાવતી થઈ અલગ અલગ પ્રકારની રસોઈ બનાવતા જ્યારે મને ગમતું હતું ત્યારે મને એમ વિચાર આવતો હતો કે મેં પણ એક વ્યવસાયી રીતે આ વસ્તુ બનાવી શકું છું અને મારા મમ્મી પપ્પાને ખવડાવી શકું છું અલગ બનાવી અને મેં ઘરે નાના નાના થોડું થોડું એટલે ઘરું થોડુંક ઘણું ઘરે જમવાનું બનાવું અને એ રસોઈ જો સારી લાગે તો પછી બધાને મારા ફ્રેન્ડમાં જમાડું અને પછી બધાને કેહું કે મારી રસોઈ કેવી લાગી છે એ રસોઈ જોઈને એ લોકોને એમ થાય કે સરસ છે ત્યારે મને એમ મનમાં થતું હતું કે મે આ રસોઈની અલગ પ્રકારની વાનગી બનાવું અને ખૂબ એનું સારું એવું વિતરણ થાય વેચી શકું મારા ઘરને હું થોડા પૈસા બનાવીને આપી શકું એવી હું મારા માતા પિતાને અલગ પ્રકારની સેવા કરી શકું એ મારા મનમાં આ રસોઈના વિશે ખૂબજ એવા મોટા પ્રમાણમાં મારા સારા એવા વિચાર હતા